સ્થાનિક કલાકારો એ આજના સમયમાં બીજા સ્થળે જઈને જાણકારી આપે છે લોકોને જાગૃત કરે છે નૃત્ય વાદ્યો છે તેનાથી લોકો જાગૃત થાય છે અને તે કલાનું આપણી સંસ્કૃતિનું માન આપે છે અને અત્યારે સોશ્યિલ મીડિયા દ્વારા અત્યારે વધારે ઉપયોગ થાય છે તે તો સોશ્યિલ મીડિયા દ્વારા પોતાના નૃત્યને વધારે ભજવે છે લોકોને જાગૃત કરે છે તેના દ્વારા અને તેનાથી લોકો જાગૃત થાય છે આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે પ્રયાસો કરી રહ્યા છે અને આગળની પેઢીમાં પણ આ સંસ્કૃતિ રહે તેના માટે તે અત્યારથી જ તે નાના હોય ત્યારથી ન જ બધી સંસ્કૃતિ શીખવે છે અને તેમને આગળ વધારવા માટે વધારે પ્રયાસ કરે છે અને કવિતા શહેરમાં જઈને નૃત્ય કરીને તેમની જાણકારી આપે છે અને જાણકારી આપ્યા પછી તેમને આગળ વધારવા માટે એકબીજાને જાગૃત લોકોને જાગૃત કરે છે કે તે પણ બીજા લોકોને જાગૃત કરે પ્રયાસો કર પ્રયાસો કરી રહ્યા છે તેમજ આપણા સ્થાનિક કલાકારો અલગ અલગ નૃત્ય કરે છે જેમ કે આપણી કોઈ વાર્તાઓ છે તે વાર્તા દ્વારા એનો ઉલ્લેખ કરે છે કે સોશ્યિલ મીડિયામાં તેનું કોઈ પેજ બનાવીને તેમનું ઉપયોગ કરી લખાણ લખીને સૂચનાઓ કેવી રીતે મૂકે છે તે લોકો જુએ છે વાંચે છે તેના દ્વારા પણ લોકો જાગૃત થાય છે તેવી જ રીતે તે વગેરે જેવી પ્રવૃતિઓ કરીને લોકોને કરતા હોઈ છે તે આપણી સંસ્કૃતિને માણી રાખવા આપવા માટે જાળવવા માટે પ્રયાસો કરતા હોય છે તેમ જ તે આપણે પ્રાચીન કાળથી આપણી સંસ્કૃતિને માનવામાં આવી છે અને આગળ પણ માને તેવા પ્રયાસો તે લોકો કરતા હોય છે અને તેના માટે વધુમાં વધુ લોકોની જરૂર હોય છે અને તેમના લોકોનું ગ્રૂપ હોય છે જે ગ્રૂપ અલગ અલગ શહેરમાં જતા હોય છે અને તે ગ્રૂપનું કોઈ નામ હોય છે અલગ અલગ ગ્રૂપ હોય છે જેમ કે કોઈ મંડળી હોય એવા મંડળ હોય સ્વાધ્યાય હોય સ્વાધ્યાય કરી કરીને અઠવાડિયા મહિનામાં એક બે વાર જઈને તે લોકોને જાગૃત કરીને તેઓ તે રીતે સંસ્કૃતિને જાળવી રાખવાના પ્રયાસો કરતા હોય છે